ભારત તે ફિલ્મી દુનિયાની વાત કરીએ તો ખૂબજ મોટી છે જેમાં કેટલા ઘણા બધા કલાકારો છે અને જે તે કલાકારમાં પોતાના પાત્રમાં સાંકળી લે છે અને ઘણાબધા કલાકારો મને ગમે છે પરંતુ જેને હું મળવા માગું છું એમાંના કેટલાક કલાકાર છે જેમાં અમિતાભ બચ્ચન સર સોનુ સૂદ સર આલિયા ભટ્ટ ઘણા બધા છે હું સૌપ્રથમ સોનુ સૂદ સરની વાત કરીશ કે જે ફિલ્મી દુનિયામાં કંઈ અલગ છે અને રિયલ લાઈફમાં કંઈ અલગ છે હું એમને એટલા માટે મળવા માંગીશ કે તેઓ ફિલ્મોમાં અને રિયલ લાઈફમાં ખૂબ જ અલગ છે અને રિયલ લાઈફમાં તેઓ લોકોની મદદ કરી રહ્યા છે સમાજની મદદ કરી રહ્યા છે લોકોને જરૂરી એવી વસ્તુ પહોંચાડી રહ્યા છે સોનુ સૂદ સર કે જેઓ ફિલ્મી કલાકારો તરીકે ખાસ કરીને વિલનના પાત્રમાં જોવા મળે છે અને આપણે જે તે ફિલ્મમાં કોઈપણ કલાકારને જે તે પાત્ર જોઈએ તો આપણા હૃદયમાં અને મન અન તેના વિચારોમાં તેનું વ્યક્તિત્ત્વ ત્વ ઓળખ તે જ થઈ જાય છે કે જે ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ ફિલ્મો અને રિયલ લાઈફમાં તેઓ અલગ હોય છે રિયલ લાઈફમાં જે તે એ હીરો અને મનગમતી ફિલ્મી કલાકાર છે જે સોનુ સૂદ સર છે કે તેઓ સમાજના લોકોની મદદ કરે છે તેમને જરૂરી એવી સહાય પૂરી પાડે છે અને લોકોને અવનવી એવી જરૂરિયાતોનું ખ્યાલ રાખે છે બાળકોને ભણવામાં મદદ કરે છે તેમને જરૂરી એવું વસ્તુ નોટબુક ફોન લેપટોપ પર કરોના કાળ સમયમાં જે તે એ બાળકોને ફોનની જરૂર પડી છે તેને તેઓ તે ફોનને પ્રોવાઈડ કરી શકતા નથી લઈ શકતા નથી તો સોનુ સૂદ સર તેમના ત્યાં સુધી પહોંચીને તેમને ફોન પહોંચાડે છે તો એવા આવા વ્યક્તિત્ત્વને લીધે હું તેમને મળવા માગું છું જેથી તેમની લાઈફના એવા વિચારથી હું ઇન્સ્પાર થઈ છું અને તેમને એ મળવા માગું છું અને એમને મળું તો એમને પૂછીશ કે આ સમાજના લોકોને મદદ કરવાનો વિચાર ભાવના તેમને ક્યાંથી મળી છે તેમને ક્યાંથી એ વી વિચારો મળ્યા કે તેઓ સમાજના લોકોની મદદ કરે છે બીજા મારા મનગમતા એવા છે કે અમિતાભ બચ્ચન સર મારા એટલા માટે મનગમતા છે કારણ કે તેઓની ફિલ્મનાં પાત્રમાં તેઓનું હન્ડ્રેડ પસેન્ટ આપે છે અને તેમની બોલવાની કોમેડી કરવાની સ્ટાઈલ તેમની બધી જ ફિલ્મોમાં અલગ અલગ જોવા મળે છે અને તેઓ એમાં ભળી જાય છે અને ફિલ્મોમાં જે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કિરદાર નિભાવવાની રીત ખૂબ જ સારી છે

અને એ નિર્ણય પાછળ કોનો હાથ હતો અને તેમના જીવનમાં તેમને કઈ કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો અને આજે તેઓ અહીં સુધી પહોંચ્યા છે તે જ્યાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું નામ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે અને અહીંયા સુધી પહોંચવામાં કોણે કોણે મદદ કરી હતી ઘણા બધા સવાલો મારા મનમાં ઉદ્ભવી રહ્યા છે કે જો હું એમને પૂછવા માગું છું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા આ બે કલાકાર કે જેમ મેન કલાકારમાં જોઈએ તો સોનુ સૂદ સર અને અમિતાભ બચ્ચન સર ખૂબ જ પ્રિય છે અને મને મનગમતા છે અને મને એમને મળવાનું મન થાય છે